હું હમણાં જ સુરત શહેરમાં મુલાકાતે ગયો હતો તો ત્યાં મારે ઉબર મેં બૂક કરી છે ઉબરમાં ફોર વ્હીલ તો તેમાં મને સુરત રેલ્વે સ્ટેશનથી મારે અમરોલી તરફ જવાનું હતું તો ત્યાં જવા માટે જે રસ્તા હતા એ જોયેલાં ન હતાં તો ઉબરવાળા ભાઈએ મને જે ડ્રાઈવર હતા ભાઈ તેમણે યોગ્ય માર્ગદર્શન અને સારી રીતે ગાડી ચલાવી અને કાળજીપૂર્વક અને યોગ્ય રસ્તેથી મને મારા જ્યાં મુલાકાતી સ્થળ પર મને પહોંચાડ઼્યો તો તે બદલ જે ડ્રાઈવર ભાઈ હતા તેમને પણ સારા એવા મેં અ સ્ટાર્સ આપ્યા ઍપ્લિકેશનમાં અને એમના ફીડબૅકમાં પણ જેમના કમ્યુનિક જે વાતચીત કરવાની કસ્ટમર સાથે ગ્રાહક સાથે સારી એવી કળા હતી તેમણે ગ્રાહકને યોગ્ય માર્ગદર્શન આપ્યું તેના બદલ એ ડ્રાઈવરને અ ધન્યવાદ છે તેમજ તેમણે સમયસર આવીને અને સમયસર અ પહોંચાડ્યો સ્થળ પર તે બદલ પણ ખૂબ ખૂબ આભાર અને એને ઉતાવળ પણ ગાડી ચલાવવામાં ઘણી કરી ન હતી અને જે સમયે મારે થોડું પહોંચવામાં મોડું થતું હતું મુલાકાત સ્થળે તે સમયે પણ મને એ તેની પહેલાં યોગ્ય રીતે પહોંચાડ્યો તે બદલ જે ડ્રાઈવર ભાઈ છે તેમનો ખૂબ ખૂબ આભાર અને તેઓનું પેમૅન્ટ પણ ઑનલાઈનના માધ્યમથી તેમણે લીધું જેથી કરીને તે બી બહુ એક સારી વાત છે કે જે ગૅસ્ટનું જે લેવડ દેવડ છે તે પણ ઓછી થાય અને યોગ્ય એમણે પેમૅન્ટ પણ વધારે લીધું ન હતું